હેલો હા લોયર મેમ હા મેમ મારા બાઈક ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે મારા બીજા બાઈક જોડે થોડી એક્સિડન્ટ થઈ ગયું હતું તો પોલીસે મને લઈ ગઈ હતી પોલીસ સ્ટેશન તો ત્યાં મારી જોડે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક ન હતી તો એના કારણે મને એમણે થોડી જો ચોવીસ કલાક માટે મને જેલમાં રાખ્યો હતો અને પણ મારી જોડે કોઈ શારીરિક રીતે કોઈ જોર જબરદસ્તી કરવામાં નહોતી આવી અને બસ ખાલી મને ચોવીસ કલાક રાખી મારી સહી કરાવી અને મને ઘરે મોકલ્યો હતો બીજુ તો કંઈ જોડે થયું ન હતું ના માર ઝૂડ તો કંઈ કરી નથી પરંતુ એમણે બસ મારા જોડે ડોક્યુમેન્ટની ચકાસણી કરી પરંતુ મારી જોડે આરસી બુક અને ડ્રાઈવિંગ લાઈસન્સ નહોતું એના કારણે મને એમણે એક હજાર રૂપિયા દંડ અને રાતના મને એરેસ્ટ પણ કર્યો હતો અને એક દિવસ માટે રાખ્યો હતો પછી કોર્ટમાં મામલતદાર જોડે હાજર કરીને મને એમણે છૂટો કર્યો હતો

હા રસીદ તો મળી ગઈ છે

હા એ તો છે પણ મારી જોડે યોગ્ય ડોક્યુમેન્ટ ન હતાં ને એનાં કારણે મારે દંડ ભરવો પડ્યો હતો તો મેં એ ફાઈન ચૂકવી અને એની રિસિપ પણ લઈ લીધી છે ના મારી જોડે એવું કંઈ કરવામાં આવેલું નથી ના કોઈ ઇસ્યુ તો થયેલો નથી ના નોર્મલ કેસ જ છે હા કલોઝ કરાવીને પછી આવે હા તો એ ડોક્યુમેન્ટ મારી જોડે સાચવેલાં છે અને તમે આવો તો હું તમને એ બતાવીશ

એ વાંચ્યું નહોતું પરંતુ કેસ તો પૂરો થઈ ગયો છે અને કોઈ બીજો ઇસ્યુ થયો નથી એટલે કંઈ વાંધો નહીં પણ આ તો મેં તમને ખાલી જાણ કરી હા ચોક્કસ હ ા એ હા